અમદાવાદ એ વિકસતી સીટી હોવાનાં લીધે આજુબાજુનાં ગામડાઓમાંથી રોજગારની શોધમાં સ્થળાંતર કરતા લોકોનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે અને લાખોની સંખ્યામાં મજૂર અને કારીગર વર્ગો સિટી તરફ પ્રયાણ કરે છે અને સીટીમાં રોજગારની શોધ માટે આવીને વસતાં હોય છે પરંતુ શરૂઆતના સમયમાં એમની પાસે યોગ્ય વિકલ્પ ન હોવાને કારણે એ લોકો વિસ્તારની અંદર ઝૂંપડપટ્ટી નું નિર્માણ કરે છે અને ત્યાં અસ્થાયી રીતે રહેતા હોય છે જ્યાં પણ પાણીનો અભાવ હોય છે લાઈટનો અભાવ હોય છે તેવા વિસ્તારમાં એ લોકો રહેતા હોઈ છે અને જે સિટીની જરૂરિયાત પ્રમાણેનો આવડત એમનામાં ના હોવાના કારણે એ લોકો રોજગાર એટલો મેળવી શકતા નથી હોતા અ સમયાંતરે એક જે સ્થળાંતર કરીને આવેલા મજૂરો છે જે છે એ શહેરની અંદર સૅટલ થતા હોય છે અને શહેરની આવડતો સ શહેરની જરૂરિયાત પ્રમાણે આવડતો વિકસાવીને સર્વિસનાં કામો અથવા તો નાના મોટા બિઝનેસ કે ધંધા કરતા હોય છે અને રોજગારીની અ રોજગારી ઉભી કરતા હોઈ છે આમ લાંબા ગાળે પોતાનું લાઇવલીહૂડ જે છે જે હોય છે એ ઉભું કરતા હોય છે અને પછી તેઓ સ્થાયી થવા માગતા હોય છે તો સ્થાયી થવા માટે એમને પોતાના મકાન માટેની અ મ મકાન ખરીદવા માટેની શરૂઆત કરતા હોય છે હાલના સમય પ્રમાણે ત્રણ હજારથી લઈને સાત હજાર સુધીનાં ભાડાઓ અ શહેરની અંદર ચાલુ હોય છે જે એક પાંચ પાંચથી સાત પરિ સાત સાત સભ્યોના પરિવાર માટે ખૂબ મોટી રકમ છે આ માટે અ શહેર શહેરની અંદર ઔડા તેમજ ગુડા જેવા વિસ્તારોની અંદર અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો પણ બહાર પાડવામાં આવે છે અને એ સ્કીમોની અંદર લોન સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેનાં લીધે શહેરમાં આવીને વસતા લોકો પોતાના માટે પોતાનું રહેઠાણ અફોર્ડેબલ પ્રાઈસની અંદર મેળવી શકે તેવા સરકાર દ્વારા તેમજ નગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને દરેક લોકોનું સપનાનું ઘર તેઓ મેળવી શકે તે માટે સગવડ ઉભી કરવામાં આવે છે